મેં ઓલા એપમાંથી તમારી કેબ બુક કરાવી છે અને મારે મારા પ્રાપ્તિસ્થાન પર પહોંચવું છે અને તે અત્યંત જરૂરી છે અને હું વીસ મિનિટથી રાહ જોઈ રહી છું પણ હજી સુધી તમારી ગાડી મને લેવા આવી નથી હું ઈચ્છું છું કે મને મારા નોંધણીના પૈસા પાછા મળે અથવા તો વાહન ચાલક મને લેવા આવે અને મને અત્યારે ક્યાં છો અને તમે આવતા કેટલી વાર લાગશે તેના વિશેની જાણ કરો